હેલો જીડીપીએલ માંથી વાત કરો છો હું કેયા બેન પટેલ વાત કરું છું નાલંદા નગર નડીયાદથી અમારા જૂના ઘરે તમારો બ્રોડબેન્ડ કનેક્શન હતું હવે હું મારા નવા ઘરમાં શિફ્ટ થઈ છું બોતેર નાલેંદા નગર સોસાયટી હવે આજુબાજુ વાળાના ઘરે મેં તમારું જ બ્રોડબેન્ડ કનેક્શન જોયું એટલે મને થયું કે હું તમને જ સીધો ફોન કરીને પૂછી જોઉ કે મારે ત્યાં પણ લગાવવાનું છે પણ ફાઈબર કનેક્શન જોઈએ છીએ અને અમારા ઘરમાં ટોટલ પાંચ વ્યક્તિ છે બધાં જ સ્માર્ટ ફોન વાપરે છે એટલે ડેટાનો ઉપયોગ બધાં જ કરે છે તો તમારી કંપની આટલા લોકોનો વપરાશને સંતોષી શકે એવું બ્રોડબેન્ડ લગાવી શકે કેટલા એમબીપીએસ નું કનેક્શન આવશે મારી ઓછામાં ઓછી સાંઠ એમબીપીએસ ની તો જરૂરિયાત છે જ શું એ યોગ્ય છે અને કેટલા રૂપિયા થશે આઠ હજાર વરસની સારું હું તમને ફરી ફોન કરું છું થેન્ક યુ